અમારા વિસ્તારમાં તો એવી કોઈ આદિવાસી કળા મને જાણીતી નથી પરંતુ અમારા દેશ ભારતમાં ઘણા બધા રાજ્યોમાં આદિવાસી કલાઓ પ્રસિદ્ધ છે જેમકે વરલી આટ કરીને એક કલા છે જે મહારાષ્ટ્રથી બિલોન્ગ થાય છે જેમાં વોલ ઉપર ઘણાં બધા વરલી આટ કરીએ છીએ જેમાં એવું હોય છે એ નાના નાના શેપ્સ લાઈક ચોરસ ત્રિકોણ લંબચોરસ મીંડું એ બધાથી લઈને એ લોકા પેઈન્ટીંગ કરે છે અને એમાં હંમેશા ડાર્ક રેડ કલરનું બેકગ્રાઉન્ડ હોય છે અને વ્હાઇટ સફેદ કલરથી એના પર પેઈન્ટીંગ થાય છે અને એના માટે બામ્બુનાં બ્રશ પણ યુઝ થાય છે અને હંમેશા અને એ પેઈન્ટીંગની અંદર ફેસ્ટિવલ ફિશિંગ ફાર્મિંગ ડાન્સિંગ એ બધાના રિલેટેડ ચિત્ર દોરવામાં આવે છે બીજી એક કલા જે પ્રસિદ્ધ છે જે છે મધુબની આર્ટ મધુબની આર્ટ એ મિથિલાથી આવી રહી છે અને એમાં પણ એમાં બધા એ મડથી અલ્યા કાદવ હોય તેનાથી વોલ ઉપર ડિઝાઇન્સ બનાવવામાં આવે છે એમાં ભગવાનના રિલેટેડ પિક્ચર્સ બનાવવામાં આવે છે જેમકે શિવ ભગવાન કૃષ્ણ ભગવાન સરસ્વતી માતા દુર્ગા માતા એમાં સૂર્ય ચંદ્ર ટ્રી ફ્લાવર્સ ઘણું બધું એમાં આવે છે અને એમાં લગ્નને લગતા પ્રસંગો પણ દોરવામાં આવે છે અને એ ઘણી વખત બ્રશથી તો યુઝ થાય જ છે એમાં કરવા માટે પણ એમાં ફિંગર્સનો પણ ઉપયોગ કરવામાં આવે છે અને દીવાસળીની જે સ્ટિક આવે છે એમાં એનાથી પણ એ કલા દોરવામાં આવે છે અને એમાં હંમેશા નેચરલ કલરનો ઉપયોગ કરવામાં આવે છે બીજી એક આટ છે જે છે ભીલ આટ જે ઓરિજિનલી તો મધ્યપ્રદેશથી આવે છે રાજસ્થાનથી પણ આવે છે ગુજરાતમાં પણ હોય છે પણ ભીલ આર્ટ એક એવું છે પોતાની જાતે જ કઈંક ઉત્ત્પત થયું છે અને એ હંમેશા ડોટ મીંડા મીંડા મીંડાથી એનું ડ્રોઈંગ થાય છે એની અંદર પણ સૂર્ય ચંદ્ર નેચર ભગવાનના રિલેટેડ પિક્ચર દોરવામાં આવે છે એ એ ચિત્ર પણ વોલ ઉપર પણ કરાવવામાં આવે છે અને પેપર ઉપર પણ કરવામાં આવે છે ભીલની પાછળ પણ એક બહુ મોટી સ્ટોરી છે જે ઘણું બધું કહી જાય છે